હા જી મારા સમાજમાં આવી પહેલો આવા કાર્યક્રમો અવારનવાર થતાં હોય છે જેમકે હું વાત કરું તો નવરાત્રી દરમિયાન બે મહિના પહેલેથી જ તે એ એવાં પ્રોગ્રામ મતલબ કે કાર્યક્રમો અથવા તો નાની નાની ગરબીઓનું આયોજન શરૂ થઈ ગયું હોય છે જેમાં યુવાનો અને બાળકો આવીને ભાગ લે છે પ્રતિસ્પર્ધી બને છે એકબીજાંના સૌથી પહેલાં તો આ મોજ શોખ માટે હોય છે કે તમે આવો તમારી રીતે તમે આનંદ કરો અને જે તમને ફાવે તમને જે ગમતું હોય તમને ગરબા રમવા હોય તો તમને ગરબા રમવાની છૂટ હોય છે જો તમને એમ હોય કે મારે નૃત્ય એવી રીતે કોઈ ફોર્મ જો તમને આવડતું હોય વિશિષ્ટ રીતે અને જો તમારે એ પણ કરવું હોય તો તમને એમાં પણ છૂટ છે તો સૌથી પહેલાંના મહિનામાં તો આવી જ રીતે શરૂ હોય છે કે બધાં ભેગા થાય છે સંગીતની વ્યવસ્થા કરવામાં આવે છે અને પછી બધા જ મળીને મોજ શોખથી હળીમળીને એકદમ હર્ષોલ્લાસથી ગરબા રમે છે આવી જ રીતે પછી બે મહિના પછી જ્યારે નવરાત્રી આવે ત્યારે એક બહુ જ મોટા પાયાનું આયોજન કરવામાં આવે છે જેમાં બધાં જ પ્રતિસ્પર્ધીઓ ભેગા મળીને ભાગ લે છે ગરબીનું આયોજન કરવામાં આવે છે સૌથી સારા ગરબા કલાકારને અને નર્તકોને ઈનામ વિતરણ દ્વારા સન્માનિત પણ કરવામાં આવે છે તેવી જ રીતે હું વાત કરું તો જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ હોય ત્યારે પણ આવી જ રીતે થતું હોય છે જન્માષ્ટમીના ઉત્સ ઉત્સવમાં દહીં હાંડી વખતે એક એવો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે કે જેમાં તમે પ્રતિસ્પર્ધી બની મતલબ કે તમે એમાં સ્પર્ધક બનીને પ્રતિયોગીતામાં ભાગ લઈ શકો છો આ સ્પર્ધામાં તમે ભગવાન કૃષ્ણના જેટલાં પણ ગીતો છે અથવા તો બહારના પણ જો કોઈ ગીત છે અને પણ તમને કોઈ સારું એવું નૃત્ય કરતાં આવડતું હોય તો તે તમે કરી શકો છો અને વર્ષોથી આ કાર્યક્રમની અંદર ઘણાં બધાં યુવાનો ભાગ લે છે કારણ કે આ એક અવસર છે આ એક તક છે કે જેમાં એમને એમના મા બાપ પણ રોકી નથી શકતા અને એ લોકો પણ ખુદને રોકી નથી શકતા કે તમને આવો સારો અવસર મળે છે ને જ્યાં તે જગ્યાએ જઈને પછી તમે તે વસ્તુને પ્રસ્તુત કરો છો તો હા એવા ઘણાં બધાં અવસરો મળે છે સાથે સાથે હું વાત કરું તો પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી જેવા જ્યારે રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે પણ આ વસ્તુ ખાસ કરાવવામાં આવે છે સમાજ દ્વારા ધ્વજા ધ્વજવંદન બાદ એક એવો કાર્યક્રમ રાખવામાં આવે છે જેનાથી એ લોકો ભેગાં મળીને પેલા સૌથી પહેલાં તો ધ્વજવંદન કરે અને ત્યારબાદ પછી ભેગાં થઈને એને માણે જેમકે પંદરમી ઓગસ્ટ વખતે જ તે મેં એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં દેશ રંગીલા જે બહુ જ લોકપ્રિય ગીત છે એમાં મેં પોતાનું મેં પોતાની કૃતિ એ ગીત પર રજૂ કરી હતી અને તેમાં મને પ્રથમ એ હું તેમાં પ્રથમ આવી હતી અને મને ઈનામ મળ્યું હતું ઈનામને પણ તે લોકો બહુ સારી રીતે મતલબ કે કે જે નર્તકને જરૂર છે એ પ્રમાણે ઘણીવાર જે ઘૂંઘરું છે એ આપવામાં આવે છે ઘણીવાર એને એવાં પ્રકારના પહેરવેશ આપવામાં આવે છે ભરતનાટ્યમ અને કથક જેવા જે આપણા રાષ્ટ્રીય જે અલગ અલગ આપણા જે લોકનૃત્યના પ્રકાર છે તેમાં ભરતનાટ્યમ અને કથકનું પણ અહીંયા ખૂબ જ મહત્વ છે તો હા એ એ ટાઈમે પણ તે લોકો ખૂબ મદદ કરે છે એવા કાર્યક્રમો યોજે છે ભરતનાટ્યમના ખાસ ક્લાસીસ હમણાંથી શરૂ કરવામાં આવ્યા છે થોડાં સમય પહેલાંથી જેમાં યુવતીઓ આવીને ભાગ લે છે જેમને બહુ જ મજા આવે છે કેમકે આ કામ એવું છે કે જો તમારી અંદર કલા છે તો એને બહાર લાવવા માટે કોઈની જરૂર છે અને સમાજ આ જ કામ કરે છે આજકાલની યુવા પેઢી માટે તો હા ભરતનાટ્યમના અને કથકના ક્લાસ શરૂ કરાવામાં આવ્યા છે કે જેમાં તમારે સ્નાતક કક્ષા સુધી પહોંચવાનું હોય છે અલંકાર શીખવાના હોય છે હું હાલ અલંકાર શીખું છું સ્નાતક મારું થઈ ગયું છે નૃત્ય મારા માટે એક એવી વસ્તુ છે કે જે મને મારા કોઈપણ સારા કે ખરાબ જે મૂડ છે એમાંથી મને બહાર લાવી શકે છે અને એ વસ્તુ મને આજ દિન સુધી એટલી બધી તરીકે અસર કરી ગઈ છે કે જેના કારણે હું હવે બધા લોકોને સલાહ આપું છું કે જો તમને આ વસ્તુ ન સારી લાગે તો તમે નૃત્ય કરો અને હા નૃત્યથી ઘણાં બધાં ફાયદા છે તો એ કરવું બહુ સારી વાત છે સમાજ આ વસ્તુને પ્રાધાન્ય આપે છે એ જોઈને મને બહુ આનંદ થાય છે અને હા આ ઘણી સારી વાત કહેવાય